મારું નામ રાકેશ જાદવ છે હું વડોદરા જીલ્લામાં રહું છું મેં મારું શિક્ષણ અહીંયા ગુજરાતમાં પૂરું કર્યું છે મેં ઈન્જિનયરિંગમાંથી ડિગ્રી કરેલ છે મને ઐતિહાસિક સ્થળો માં સ્થળે ફરવાનું વધાર ગમે છે બે ત્રણ વર્ષોમાં મેં ઘણી બધી ઘણી બધી સ્થળોની યાત્રા કરી છે ઘણી બધી સ્થળો પર ગયો છું જે મને બહુ જ ગમી એ સ્થળોની યાત્રા કરતાં મને આશ્ચર્ય થાય છે કે એ જમાનામાં બી જે પહેલાના જમાનામાં બી એટલું બધું તકનિક નહોતું એટલું બધું સાધન નહોતું તો ભી એ ટાઈમ એ સમયના જે લોકો હતા એ લોકોએ એટલું બધું સારું ઐતિહાસિક એ એટલું બધુ સારું સ્થળોનું નિર્માણ કેવી રીતે કર્યા હશે એ બધુ જોવાનું મને બહુ જ ગમે છે